જી મેં બીએસએનએલ લેન્ડ લાઇન સેવા સર્વિસ ઇમરજન્સી સર્વિસના ઓફિસરને ખાસ જણાવવાનું કે તાજેતરમાં અમારા વિસ્તારમાં ખૂબ જ વરસાદની સાથે સાથે વાવાઝોડાની અસર થઈ હતી આ દરમ્યાન અમારા ઘર પાસેથી પસાર થતાં લેન્ડ લાઇન સેવામાં કે તકલીફ ઊભી થઈ છે અને તેના કારણે અમારી તથા અમારી આજુબાજુના દરેક ઘરની લેન્ડ લાઇન સેવાઓ બંધ થઈ ગઈ છે આપશ્રીને આ સાથે જાણ કરીએ છીએ કે લેન્ડ લાઇન સેવા માટેના ટેલિફોન વહનને વધારે નુકસાન થએલ છે તો સત્વરે તમારી કંપનીને ઇમરજન્સી સહાય ટીમને જાણ કરી તાત્કાલિક આ લેન્ડ લાઇન સેવાને પુન સ્થાપિત કરવા સ્થળ પર મોકલી આપવા વિનંતી